હલો હા બોલો હા નસરીન બોલું છું મને જરી તાવ ખાંસી શરદી માથું અને હાથ પગ બહુ તૂટે છે સાહેબ બે ચાર દિવસથી દુઃખે છે સાહેબ ના નથી લીધી ખાલી એક ગોળી લીધી હતી ડોલોની હં એ તો સારું નથી થયું સાહેબ અત્યારે ના હાથપગ બહું દુઃખે છે સાહેબ ના ઉલટી નથી હાથપગ બહુ દુઃખે છે ને શરીર બહું તૂટે છે ને માથું બહું દુઃખે છે માથું માથું માથું બહું દુઃખે છે સાહેબ

હા

હા હા ક્યારે આવું સાહેબ

હા હા સાહેબ ભલે જોયું જોયું

સાંજે આવું ને સાહેબ પાંચ વાગે આવું હા ચોક્કસ સાહેબ હા આવું છું ચાલો હા માથું બહું દુઃખે છે સાહેબ તાવ છે માથું બહુ દુઃખે છે અત્યારે હા હા આવી જઉં છું સાંજે સાંજે આવી જઉં છું

હા સારું સાહેબ આવું છું ચાલો હા હા સારું સારું છે એડ્રેસ તો પછી મળીએ હા ચાલો હા